કેટલાક લોકો કલા અને હસ્ત કલા અથવા માટીકામ સુથારી વગેરે જેવા કૌશલ્ય આધારિત વ્યવસાય સાથે સંકળાયેલા છે તો હમણાં એટલું નહીં જોવા મળે પણ જ્યારે હું નાની હતી ત્યારે આ વસ્તુ બહુ બહુ જ વધારે જોવા મળતી હતી મારા એટલે હું ગામથી આવું છું તો મારે એ ગામમાં માટી રિલેટેડ બહુ બધી વસ્તુઓ ઘરની વાસણો કે પછી મૂર્તિઓ એવી બહુ બધી વસ્તુઓ છે જે અમે એનો વપરાશ કરતા પણ હવે એ વસ્તુ બહુ ઓછી થતી જાય છે આધુનિક વસ્તુઓ વધી ગઈ છે તો એવું એવું પણ નથી કે લોકો એકદમ જ આધુનિક વસ્તુ પર આવી ગયાં છે પણ એક હજી પણ એ ધીરે ધીરે મટતી જાય છે તો આ આ વસ્તુને હજુ આપણે વધારે ડેવલપ કરવું જોઈએ માટીની વસ્તુઓ વધારે ઉપયોગ કરવી જોઈએ આધુનિકને થોડું ઓછું ઉપયોગ કરવી જોઈએ ને માટીથી તમે મતલબ જોડાયેલા છો તો એ વસ્તુને તમે તમારા જીવનમાં બી ઉપયોગ કરો તો બહુ સારું એ જે નેચર સાથે તમારું કનેક્શન છે એ મારા ઘરે પણ હજુ માટીનાં વાસણો છે એટલે માટલામાં પાણી ભરીને અમે પીએ છીએ તો ઇન ફ્યુચર જો તમે આધુનિક વસ્તુઓ વધારે વાપરો તો એ પછી નુકસાન કરી શકે છે એટલે તમારે ફ્યુચરમાં પણ આ વસ્તુના વપરાશ વધારતા જવો બહુ બધી વસ્તુઓ બનતી છે આ આના ઉપર તો એ રીતે